હા એ હા મેં જોયું એને ટેસ્ટમાં માર્ક એના ટેસ્ટના માર્કમાં પણ એનો ઈફેક્ટ દેખાયો છે તો એ ત ઘરે કેવું શેડયુઅલ ફોલો કરે છે એનું કોઈ ટાઈમ ટેબલ છે કે જ્યારે મન પડે ત્યારે જે વસ્તુ કરવી હોય એ કરે છે ડેયલી એનું ટાઈમ ટેબલ છે નઈ એનું ડેયલી ટાઈમ ટેબલ નથી કે ફિક્સ ટાઈમે એ ભણવા બેસે છે ઓકે હા તો તમે છે ને એને મારી પાસે લઈને આવજો આપડે એનું શેડયુઅલ બનાવી નાખીએ બાળકોને અત્યારે એજ્યુકેશન કોલેટી એટલી હાર્ડ છે કે ધીમે ધીમે માનસિક દબાણ વધતું જાય અને ભણવાને લઈને એમને જો સ્ટ્રેસ હોય એ આપણે બેલેન્સ કરી દેસું એનું સ્ટડી અવર્સ અને આઉટડોર એકટીવીટીસ જેનાથી એનું માઈન્ડ પણ ફ્રેશ રે અને ભણવામાં પણ સારું ધ્યાન દઈ શકે આપડે પેલા એને સમજાવો પડશે જેની માટે ડેલી શેડયુઅલ બનાવો પડશે અને એને ટાઈમ ટેબલ ફોલો કરવાનું કેવું પડશે સાથે સાથે તમારે એને જમવાનું પણ હેલ્ધી આપવું પડશે જેનાથી એનામાં એનર્જી રે અને તાકાત રેય એ એ બધું શિક્ષકો ઉપર એ બધું શિક્ષકો ઉપર તો ડીપેન્ડ કરે છે પણ એનાથી વધારે પેરેન્ટસની વાત અસર કરતી હોય છે તો એ બધું તમારે સમજાવાની જરૂર છે અને બાકીનું ટાઈમ ટેબલ હું ડીસાઈડ આપડે મળીને ડીસાઈડ કરશું કે એને કેવી રીતે શું કરવું જોઈએ અને પછી વધારે એવું લાગે તો આપડે એને થેરેપીસ્ટ પાસે પણ લઈ જશું તમે પેલે એને સ્કૂલે લઈ આવજો